હું એક કલાકાર તરીકે એવો પડકાર મુસીબતનો સામનો કરું છું જેમાંથી બહાર આવા માટે અલગ અલગ વિચારો અને પેરના જેવા અનુભવનો ટેકો અથવા સહારો અનુભવો અનુભવ કર્યો છે જેમાંથી સારા એવા વિચારો અને અલગ અલગ પેરનાઓ મળી છે અને

તેમાંથી બહાર નીકળી છે સાધનો જેવા કે સ્ટેશનરી વગેરે વગેરે દુકાન માંથી મળી જાય છે અને પેરના

પેરનાનું પેરનાનું અનુભવ અમને યુટ્યુબ પરથી સારા એવા ચેનલ પરથી મળી જાય છે વગેરે વગેરે